હાલમાં ભારત દેશ ગરીબીનો સૌથી મહત્ત્વનો પડકારનો સામનો કરી રહ્યો છે અને સરકાર આ ગરીબીને દૂર કરવા માટે લોકોમાં જાગૃતતા લાવવા માગે છે શિક્ષણ દ્વારા શિક્ષી લોકોને શિક્ષણ આપીને જાગૃત કરીને આ ગરીબી હટાવી શકાય છે ગરીબીનું મુખ્ય કારણ વસ્તી વધારો છે આ વસ્તી વધારાને કારણે જરૂરિયાતો જીવન જરૂરિયાતની વસ્તુઓ બધીની માંગ વધતી જાય છે અને તેના કારણે આપણો દેશ દિવસે ને દિવશે ગરીબ થતો રહ્યો છે